મને દોડતી વખતે કોઈ ઈજા થઈ નથી જો એવું થાય તો હું તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ ને ફોન કરી ને તરત જ સરકારી દવાખાનાના માં ઓર્થોપેડિક ડોક્ટરની પાસે દવા કરાવવા માટે જઈશ અને ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દવા અને ખોરાક લઈશ અને જ્યાં સુધી ઇજામાં સુધારો ના થાય ત્યાં સુધી આરામ કરીશ